હા મારા ગામની શાળા શા શાળામાં શૌચાલય પીવાનું પાણી પુસ્તકો પાટલીઓ અને ભોજન આપે છે એમાં સુધારા ઘણા બધા સુધારા છે જોવા જઈએ તો જેમ કે શૌચાલય છે બરાબર તો શૌચાલય શાળામાં શાળાઓમાં છે ને જે શૌચાલયની સુવિધાઓ છે એ સરકાર તરફથી એમાં સરકાર તરફથી ગ્રાન્ટ ફાળવવામાં આવે છે બ સ્કૂલમાં તો એની પાછળનો અમુક ખર્ચો શૌચાલયમાં પણ કરવો જોઈએ જેમ એમ તો બધી વસ્તુઓ છે પણ સતત પાણી આવતું રહેવું પછી જે ચોખ્ખાઇ થવી એ થવાની વધુ એ થવી જોઈએ એમ અને પીવાના પાણીમાં જોઈએ તો પીવાનું પાણી જે છે એમાં નળનું પરબનું પાણી હોય છે પરંતુ પરબનું પાણી રાખવા પરંતુ પરબનું પાણી કરતાં છોક બાળકો માટે ફિલ્ટરનું પાણી હોય તો વધુ સારું પરબનું પાણી તો પડયું પડયું પણ એમાં શેવ શેવાળ જામી જાય છે બટ ફિલ્ટરનું પાણી જો બાળક પીવે તો વધુ તંદુરસ્ત રહે અને એ પણ જે ફીલ્ટર છે એ છ છ મહિને કે એક વર્ષે ચેન્જ છ છ મહિને કે આઠ આઠ મહિને ચેન્જ ચેન્જ કરવું જ પડે બીજું જોઈએ તો પુસ્તકો શાળામાં નવાં નવાં પુસ્તકો છે અને હજી પણ એક જે એક્સટ્રા ન્યૂ ઇન્ફર્મેશન આપતાં પુસ્તકો હોય છે જેમ કે એન્સાઇક્લોપીડિયા છે કાર્ટૂનવાળા એન્સાઇક્લોપીડિયા છે એનિમેશનવાળા એન્સાઇક્લોપીડિયા છે નવી નવી નાની નાની વાર્તાઓની ચોપડીઓ છે જે બાળકોને જોતા જ એમ થાય કે ચાલોને આને વાંચીએ એવી પુસ્તકો પણ શાળામાં હોવી જોઈએ પાટલીઓની વાત કરીએ તો તો પાટલીઓ જે છે એ ઘણી અમુક પાટલીઓ મતલબ કે હોઈ છે સારી પાટલીઓ હોય છે પરંતુ કયાંક એવી પાટલીઓ હોય છે જેમાં કાણાં પડી ગયા હોય છે કે નાની હોય છે એની જગ્યાએ બાળક સારી રીતે અને બીજું કે પાટલીઓ અનુક નાની પાટલીઓ હોય તો બાળકને બેસતા નથી ફાવતું હોતું અને બેગ ક્યાં મૂકે એવું બધું એને પ્રશ્ન થતા હોય તો પાટલી એવી હોવી જોઈએ વ્યવસ્થિત કે બાળક આરામદાયક સેફથી બેસી શકે પહોળી હોઈ શકે અને બા બાળક જે છે એનું બેગ છે એ વ્યવસ્થિત રીતે મૂકી શકે એવી પાટલી હોવી જોઈએ ભોજન ભોજનની વાત કરીએ તો મધ્યાહન ભોજન આવે છે જે મધ્યાહન ભોજન એક થી આઠ ધોરણનાં લોકો માટે હોય છે એ મધ્યાહન ભોજનમાં એ મધ્યાહન ભોજનમાં બાળકને પૌષ્ટિક આહાર વધુમાં વધુ પૌષ્ટિક આહાર મળે એવો પ્રયત્ન કરવો જોઈએ જેમ જેમ કે બાળકને ફળ ફળાદી બીજું કે બાળક સલાડ ખાતા શીખે કાચી શાકભાજી જેમ કે બીટ છે ગાજર છે ડુંગળી છે ટામેટાં છે એવું વધુ ખાતા શીખે તો એની અંદર જે પ્રોટીન છે વિટામીન્સ છે એની પછી જે તંદુરસ્તીવાળા જે જે એની તંદુરસ્તીને સાચવી શકે એવી વસ્તુઓ નો ઉપયોગ કરવો જોઈએ મધ્યાહન ભોજનમાં આ બધા સુધારા કરી શકાય તેમ છે થેન્ક્યુ